હાં તો હું અને મારા ચાર મિત્ર એટલે અમેે ટોટલ પાંચ જણ દ્વારકા સોમનાથ બાજુ જવાનું વિચારી રહ્યાં છીએ એક રોડ ટ્રીપ અમે લોકો કરવાનું વિચારી રહ્યાં છીએ અને એના માટે મારે ભાડે કેબની જરૂરિયાત હતી એટલે અમે લોકો ટોટલ પાંચ જણ હોઈશું એટલે સિડેન નાની કાર હશે તો પણ ચાલશે એ સમજો કે લગભગ પાંચથી છ દિવસનો અમારો પ્રોગ્રામ છે એટલે પાંચ થી છ દિવસ માટે અમારે એ કેબની જરૂરિયાત છે તો એક કિલોમીટર દીઠ શું ભાવ હોય છે તમારી કેબનો અને મને કઈ ગાડી અત્યારે મળી શકે એમ છે કઈ કઈ ગાડી અત્યારે પાંચ જણ માટે તમારી પાસે તાત્કાલિકમાં હાજર છે જો એ તમે મને જણાવી શકો તો સારું રહેશે અને પાંચ દિવસનો પ્રવાસ છે એટલે તમારે ડ્રાઈવર પણ જો તમે આપી શકતા હોવ તો ડ્રાઈવરની સાથે શું ભાવ હોય છે અને જો ફક્ત કેબ પ્રોવાઈડ કરતા હોવ તો એનો શું ભાવ હોય છે એ જણાવવા વિનંતી